અ સૌથી વધારે ખરાબ પ્રોડક્ટો જે છે એ માર્કેટમાંથી લાવેલી અ જેમ કે અત્યારે બહુ બધા સેલ લાગે છે તો હમણાં સેલમાંથી લાવેલી વસ્તુઓ જે વધારે ખરાબ નીકળે છે જેમાં કપડાં હોય તો કપડાં એમાં સસ્તાં રીતના અને એવી રીતે બતાવે છે પણ એને ઓપન નહીં કરવા દેતાં અને ત્યાંથી પૅકેટમાંથી ત્રણ જોડી બે જોડી આપણને એ જે લાવીને ચેક કરીએ ઘરે તો એમાં જે વસ્તુ હોય છે એ બહુ ખરાબ નીકળે છે અને સેલમાંથી આવેલી વસ્તુઓ હોય છે જે પડી રહેલી કે જેનો કોઈ ઉપયોગ ના થઈ શકે એ બધી પ્રોડક્ટ એવી બધી વસ્તુઓ મળે છે જે હમણાં મારો છેલ્લો ઍક્સપિરિયન્સ એવો હતો છેલ્લો અનુભવ જેનાં લીધે વસ્તુ મેં મગાવી હતી રમકડું પણ એ જે હતું એ ગંદુ અને ખૂબ જ મેલું હતું જેથી મારે ફરીથી એને પાછું આપવા જવું પડ્યું અને ભાગમભાગ થાય છે જેના લીધે વસ્તુને બહુ જ ખરાબ રીવ્યૂ હતો એનો અને ખૂબ ખરાબ અનુભવ એનો લાગ્યો કે વસ્તુ જેવા પૈસા આપ્યા હોય એવી વસ્તુ મને મળી નહોતી કે ના એવી સર્વિસ મને મળી હતી અને મારે જે લેવાનું હતું જે કામ માટે જે ટાઈમ માટે એ ટાઈમ અને એ કામે એ વસ્તુ કોઈ જ કામમાં આવી ન શકી એ પ્રસંગ માટે જેથી મારા પૈસા ટાઈમ અને મહેનત પણ બરબાદ ગઈ અને જે મારો પ્રસંગ જરૂરી હતો જે વસ્તુની જ્યારે જરૂરિયાત હતી ત્યારે એ વસ્તુની જરૂરિયાત પણ પૂરી ન થઈ શકી તો મારો એવો અનુભવ રહ્યો કે આપણે માર્કેટમાંથી અ સેલમાં કે પછી સસ્તા ભાવમાંથી જે વસ્તુ લાવીએ છીએ એ ખરાબ નીકળે છે